મેં સ્વિગીની અંદર અત્યારે જમવા માટેનો એક ઓડર કરેલો છે ઓલમોસ્ટ દસ મિનિટ થઈ ચૂકી છે અને ડિલિવરી પર્સન ત્યાંથી નીકળી ગયેલા છે પણ હજુ ટાઈમિંગ પ્રમાણે હજુ બીજી વીસ મિનિટ જેવું બતાવી રહ્યા છે પણ ખ્યાલ નથી આવતું તૈયારીમાં જે રીતના અપડેટ થવું જોઈએ એપ્લિકેશનમાં એ દેખાય નથી રહ્યું તો આના માટે મારે કઈ રીતના આમાં ચેક કરવું ખ્યાલ નથી આવતો તો જરા જોઈને હું ઓર્ડરની વિગત મેળવી લઉં છું જેથી બને એટલો જલ્દી આપણને ઓડર મળી શકે